મારી રોજીંદી દિનચર્યામાં હું સવારે પાંચ વાગે ઉઠી ધ્યાન કરું છું વાંસણીના સૂરના સંગીતથી ધ્યાન કરવાનું મને ખૂબ જ ગમે છે અને એ ધ્યાન કરવાથી મારી માનસિક પ્રસન્તામાં ખૂબ વધારો થાય છે ત્યાર બાદ હું સૂર્ય નમસ્કાર અને યોગા કરું છું અને છેલ્લે પ્રાણાયામ પણ કરું છું પ્રાણાયામથી શરીરના દરેક અંગને પૂરતો ઑક્સીજન આપણે પહોંચાડી શકીએ છે પ્રાણાયામના કરવાથી મારી ત્વચા પર પણ ખૂબ જ સુંદર પરિણામો મેં જોયા છે અને મારો અંગત અભિપ્રાય છે કે ધ્યાન પ્લસ યોગા પ્લસ પ્રાણાયામ આ ત્રણે ક્રિયા આપણા મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે અને અને યોગાને લીધે જ આપણે ખૂબ જ સારા અને સુંદર પરિણામો મેળવી શકીએ છે